હા અમારો રોજગાર વીજળી પર આધારિત છે અને આજના આધુનિક સમયમાં જોઈએ તો બધાનો જ રોજગાર વીજળી પર આધારિત થઈ ગયો છે કેમ કે વીજળી વગર કોઈ જ રોજગાર થતો નથી અમારા વિસ્તારમાં જો વીજળીનો કાપ હોય તો ત્યારે અમારા જે ગ્રાહકો છે તેમણે બેસી રહેવું પડે છે કાં તો ત્યારે કામ બંધ કરવું પડે છે કેમ કે અમારે ઝેરોક્સ મશીનનો ધંધો છે જ્યારે વીજળી કાપ હોય ત્યારે મશીન વીજળી વગર ચાલતું જ નથી એટલા સમય માટે અમારા ગ્રાહકોને પાછા મોકલવા પડે છે અને હા અમારી પાસે કોઈ જ પ્રકારનો ઇન્વર્ટર નથી જેથી કરીને વીજળીના કાપ વખતે અમે પ્રકાશ માટે બીજી કોઈ સવલત ઉપયોગ કરી શકીએ ન અમારી પાસે બીજું કોઈ વિકલ્પ છે અમારે ત્યાં વારે ઘડીએ વીજળીનો કાપ હોવાથી રોજગાર પર તેની માઠી અસર પડે છે અહીંના લોકોને ખાસ કરીને રોજગાર તેના ઉપર જ હોય છે